હવે મેઈન પ્રશ્નમાં અમારા ગામના યુવાનો કામ કરવાનો માટેનું સૌથી મનપસંદ સ્થળ તો કે મેન કેનેડા છે તો કે ગામની અંદર ગામની અંદર ખેતી પાણી ચાલતી હોય અને તે ખેતી પાણીની ઇનકમ પણ સારી હોય એના હિસાબે એના છોકરાઓ વ્યવસ્થિત ભણવા માટે આગળ કેનેડામાં જતા હોય છે કેનેડામાં મોકલ્યા એવા પછીથી ત્યાં એ લોકો સ્કૉલરસ્કીપ પણ હોય છે ભણતર પણ મળતું હોય છે અને કોઈ એની સાથે એ લોકો કામ પણ કરતાં હોય છે અને તે ત્યાં આગળ સ્ટેબલ થઈને રહે છે કે જ્યાં આગળ એ લોકોને મનપસંદ કામ મળી જાય છે ને કામમાં તો ઘણું બધું છે એવું ત્યાં આગળ ટેક્સી ડ્રાઇવિંગની છે પછી ડાંસિંગનું છે કંઈક ફિલ્મ લાઈનની અંદરનું ઘણું બધુ કામ એ લોકોના કરવામાં કરવામાં મળે છે અને તેમાં છે અને તાજ સ્થાયી થઈ જાય છે ત્યાર બાદ આપણે ભારતની જો વાત કરું તો ભારતની અંદર પણ ગામના યુવાનો ઘણા બધા ઘણી જગ્યાએ ઓલ ઓવર ઈન્ડિયાની અંદર ફરે છે કે જેઓ પોતાના ભણતર પૂરું કરી નોકરી માટે સ્ટેબલ થાય છે નોકરી માટેમાં વ્યવસ્થિતમાં તો કે ભાઈ ટેક્સી ડ્રાઈવર છે પછી ઈલેક્ટ્રિકલ છે મિકેનિકલ છે ઍન્જિનયરિંગ છે સિવિલ ઍન્જિનયરિંગ છે આવું બધી ઘણી બધી લાઈનો છે દરેક છોકરા પકડતા હોય છે એ લાઈન હિસાબે એ લોકોને કામ મળી જાય છે અને કામ કરતાં રહે છે ખાસ કરીને ગામડાની અંદર ખાસ કરીને કોઈપણ જાતનો ઓપ્શન રહેતો નથી એક્સૈપ્ટ ખેતી પાણી સિવાય કે જેઓ ખેતીથી એ લોકો ઉપર આવતા હોય છે અને ખેતી પણ એના હિસાબે એ છોકરાઓને વ્યવસ્થિત રીતે જલ્દી પાણી લગાવી દે એ લોકો ભણાવી દે અને ત્યાર બાદ છોકરાઓ માં બાપને સેવા કરવા માટે કે થોડા ઘણા પૈસા આમ તેમથી કરીને બી મોકલાવે છે અને મદદ કરે છે ઓ છોકરાઓ પણ સારી રીતે નોકરી એવી લાગતા કે એંજીનિયર થયા હોય સિવિલ એંજીનિયર થયા હોય મિકેનિકલ એંજીનિયર થયા હોય પછી ઘણો બધો એવી લાઈનો છે એ ભણતર પૂરું કરીને એ લોકો માં બાપને પણ થોડા ઘણા પૈસા મોકલાવે છે કે જે એ લોકની પછાડી ખર્ચવામાં આવેલા પૈસા એને વળતર પૂરે પૂરું મા બાપને આપતા હોય છે આવી રીતે ઘણી બધી સેવાઓ છે ખાસ કરીને નોકરીઓ તેઓ લે છે એ નોકરીઓમાં પણ સારું છે કે જેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે ખર્ચ કાઢી શકે છે પ્લસ ગામમાં પોતાના વડીલોને માટે પણ તે કઈ પૈસા ખર્ચેલા હોય એ પૈસાનો વળતર પણ મોકલાવે છે અને વ્યવસ્થિત રહે છે પ્લસ વધારામાં ત્યાં જો કહીએ તો અહીંયા ભારતની અંદર મોટી મોટી કોલેજો છે કે જે કોલેજોમાં મુંબઈ છે અમદાવાદ છે ચેન્નઈ છે બેંગલોર છે દિલ્લી છે મેસૂર છે આ બધી કોલેજોમાં પણ ભણવા માટે લોકો જતા હોય છે ને ભણવાની સાથે સાથે એ લોકોને કોઈક એવા ફ્રેન્ડ સર્કલ સારું મળી જાય તો તે લોકોને નોકરી પણ એવી સારી મળી જાય છે કે જેની એ લોકોને કોઈ તકલીફ નથી પોતાનું બેબી બચ્ચા જોડે ગુજરાન ચલાવતો હોય છે વધારામાં પોતાના માં બાપને પણ કે જે પૈસા ખર્ચેલા હોય એનું વળતર પ્રમાણે એ લોકો મોકલતા હોય છે